ગુજરાતમાં મોટે ભાગે ગરબાનું મહત્ત્વ વધારે હોય છે નવરાત્રિમાં ગરબાની હરીફાઈઓ પણ થતી હોય છે સ્કૂલોમાં કોલેજોમાં પ્રાકૃતિક ગરબા અર્વાચીન પ્રાચીન આ રીતની ગરબાઓની હરીફાઈ થઈ ને ગુજરાતમાં સાંસ્કૃતિક પરંપરાની અંદર જો જોઈએ તો ગરબા ઘણા જ મહત્ત્વનાં છે બીજા બીજું કે ગુજરાત ખાતે મેળાઓ ઘણા થતા હોય છે દાખલા તરીકે નવરાત્રિનો મેળો કચ્છ સૌરાષ્ટ તરફ જાવ તો તરણેતરનો મેળો પછી આ બાજુ ડેડિયાપાડા ને એ બાજુ જાઓ તો તમે પાંડોરી માતાનો મેળો જે ઘણો આજ મહાશિવરાત્રિનાં દિવસે થતો હોય છે અને સાંસ્કૃતિકમાં જો જોઈએ તો ગુજરાતને ડાયરો ડાયરાઓ એ ડાયરાઓ સૌરાષ્ટ્રની અંદર ઘણા થતા હોય જે ડાયરાઓમાં ઘણી પબ્લિક આવે છે અને ડાયરાઓની પરંપરામાં ઈશુદાન ગઢવીને આ બધા જે ગઢવીઓ છે તે જે શરૂઆત કરે છે ત્યાંથી જ લોકો ખુશ થઈ જાય છે અને બીજી વસ્તુ કે ઘણી ઘણાં જે ઘણી જગ્યાએ એ ડાયરાનાં આયોજનો પણ ગુજરાત ખાતે થતાં હોય છે સૌરાષ્ટ્રનાં ડાયરાઓ રાજપીપળા ખાતે ભરૂચ ખાતે અલગ અલગ જિલ્લામાં આયોજનો કરવાવાળાં છે અને કરે છે ને ગરબા તો દર નવરાત્રિમાં એની કોઈ કિંમત એ એ જ નથી કે ગરબા તો દરેક જગ્યાએ થતાં જ હોય પણ એ ગુજરાતીઓ વિદેશની અંદર હોવ જઈને વસેલાં છે એ ગુજરાતીઓ ગરબાને એટલું બધું મહત્ત્વ આપે છે કે નવરાત્રિનાં દરમ્યાનમાં દસે દસ દિવસ વિદેશમાં અમેરિકા યુકે ઈંગ્લેન્ડ ઈંગ્લેન્ડ કેનેડા આ બધા વિસ્તારોની અંદર ગરબાને ઘણું બધું મહત્ત્વ આપી ને ગરબા કરે છે ગુજરાતનું મુખ્ય સાંસ્કૃતિક પોગ્રામ ગરબા હોય છે અને એ પ્રાચીન અર્વાચીનની ગરબાની હરીફાઈઓ જઇ અને લોકો એની ઉપર ગરબા રમી ને આનંદ અનુભવે છે બીજું કે ગુજરાત ખાતે કથાઓ પણ ઘણી થતી હોય છે ઘણાં માં ઘણા વક્તાઓ ગુજરાતમાં આવી ને અને કથા કરે છે ગુજરાતનાં ખાસ કરીને કથાકારો જોઈએ તો મોરારી બાપુ છે ડોંગરે મહારાજ હતા અત્યારનાં તબક્કે જયદેવ પાઠક છે એ ઘણી જગ્યાએ અને ગુજરાતનાં રંગઅવધૂત મહારાજ જે ગુજરાતની એક ગૌરવ કહેવાય ગુજરાત ખાતેનું ગૌરવ એટલે રંગઅવધૂત મહારાજ જે નિર્વિવાદ રીતે આ ગુજરાતની અંદર રહેલા અને એ મૂળ ગોધરાનાં હતા નારેશ્વરમાં એમનો આશ્રમ આવેલો છે એ આશ્રમમાં ઘણા ઘણાં ધર્મિષ્ઠો આવી અને રાતવાસો પણ કરે છે બીજું કે ગુજરાત ખાતે મોરારી બાપુની કથાઓ જો હોય તો તેની અંદર લાખો પબ્લિક આવે છે અને એનો આનંદ લે છે